હા મેં મારા મિત્રને એવી વસ્તુ ભેટમાં આપી છે જે મેં જાતે બનાવી છે જેમ કે બર્થ ડેનો કાર્ડ તે બર્થ ડેનો એ કાર્ડ મેં મારી મિત્રને જાતે બનાવીને આપ્યો હતો અને ઘણાય બધી મિત્રોને મેં બર્થ ડેનો કાર્ડ જાતે બનાવીને આપ્યો છે હું બર્થ ડેનો કાર્ડ બનાવતા યૂટુબ પરથી પણ શીખી રહી છું અને મારી આ કળા વધુ સારી અને આકર્ષક બને છે મેં મારા ઘરે પણ મારા મમ્મી પપ્પા દાદા દાદી એમના જન્મદિવસ પર હું બર્થ ડેનો કાર્ડ બનાવીને આપું છું અને તે બર્થ ડેના કાર્ડમાં એમના ફોટોસ પણ એડ કરું છું મેં મારી મિત્રને એક બહુ સુંદર અને મોટો બર્થ ડેનો કાર્ડ આપ્યો હતો તેમાં મેં મારી અને મારી મિત્ર સાથેના ઘણા બધા ફોટોસ એડ કર્યા હતા અને મારી મિત્ર એકલીના પણ ઘણા બધા ફોટોસ એડ કર્યા હતા અને તેમાં અંગ્રેજીમાં બર્થ ડેની ઘણી બધી વિસીશ અને શાયરીઓ પણ લખી હતી અને તે કાર્ડ મારી મિત્રને બહુ ગમ્યો હતો અને તે મારી મિત્ર પાસે આજે પણ છે તે કાર્ડમાં મારી ઘણી બધી શુભેચ્છાઓ હતી અને તે પછી હું ઘણી બધી બર્થ ડે ગિફ્ટ ટ્રાય કરું છું અને હું પત્ર વગેરે પણ મોકલું છું મિત્રને અને અત્યારે હું બર્થ ડે ગિફ્ટમાં બીજી પણ બધી વસ્તુઓ બનાઈ લઉં છું જેમ કે મેં એક વાર મારી એક મિત્રને એક એવું બર્થ ડે ગિફ્ટ આપ્યું હતું તેમાં એક ચકલીનો માળો હતો અને તેમાં બે ઈંડા મૂક્યા હતા અને બે ચકલીઓ હતી તે તે એક ઝાડ ઉપર મૂકીને આપ્યું હતું તે ઝાડ પણ મેં જાતે ડ્રો કર્યું હતું અને તે પણ મેં મારી મિત્રને આપ્યું હતું તે પણ મારી મિત્રને ઘણું ગમ ગમ્યું અને હું કળાઓમાં પણ ઘણી બધી સારી સારી વસ્તુઓ બનાઈને પણ તેમને ગિફ્ટ કરું છું કળાઓમાં હું મૂર્તિઓ બનવાનો પણ ટ્રાય કરું છું હજુ એટલી સારી બનતી નથી પણ હું સારી બનાવવાનો પ્રયત્ન કરું છું અને આગળ જતાં સારી બનાવીશ પણ મને ગિફ્ટ અને કાર્ડ બનાવવાનું ઘણું ગમે છે અને કાર્ડ બનાવવાનું તો બહુ જ ગમે છે